મુસાફરી કરવાના મારા મારા કારણોમાં સૌપ્રથમ તો એક રિફ્રેશમેંટ છે એક ઇંજોયમેંટ છે કે આપણે આપણી નોકરી ધંધામાં ઘણા એવા અટવાએલા હોઈ છીએ કે જેથી ઘણો બધો સ્ટ્રેસ થાય છે અને જો અંતે એક સરસ મજાની મુસાફરી કરવામાં આવે કે જેમાં આપણા મનગમતા સ્થળ હોય અને મનગમતા આપણી એક મા આપણા માણસો હોય તો એમની સાથે એક મુસાફરી કરવામાં આવે તો એ એક અલગ જ પ્રકારનો વાતાવરણ ઊભું થાય છે કે જે આપણને સરસ મજાનો ઇંજોયમેંટ તેમજ રિફ્રેશમેન્ટ પ્રદાન કરે છે જેથી કરીને આપણે એક નવી સર્જીક નવી દુનિયામાં જતાં રહીએ છે એમ પણ કઈ શકાય